હા આજના ટેક્નોલોજીના સમયમાં હવે લોકો ઘરે બેઠા મનોરંજન પૂરું પાડી શકે છે અને હવે તો ફોન પર બધી જ પ્રકારની સુવિધા હોવાથી મુસાફરી દરમિયાન કે જ્યાં આપણે હોઈએ ત્યાં ફોન સાથે જ હોય છે અને ત્યારે બધા જ પ્રકારના કાર્યક્રમો જોઈ શકીએ છે નેટફ્લિક્સની વાત કરીએ તો તેની સેવાનો મેં લાભ લીધેલો છે તેને સાંભળવાની અને જોવાની બંનેની ગુણવત્તા સારી હોય છે તેમાં આપણે આપણા ટાઈમે સીરિયલ કે ફિલ્મ જોઈ શકીએ છીએ જ્યારે સેટેલાઇટ કે ટીવીમાં તેમના સમયે અને તેમને જે કોપા કાર્યક્રમ મૂક્યો હોય તે જ જોઈ શકીએ છે તે સમયે જોવું હો પડે છે વરસાદ આવતો હોય કે વાતાવરણ ખરાબ હોય ત્યારે ટીવીમાં પ્રસારણ સારી રીતે આવતું નથી અને આપણે કોઈપણ પ્રકારની સીરિયલ જોઈ નથી શકતા જ્યારે નેટફ્લિક્સમાં એવી કોઈ તકલીફ જોવા મળતી નથી